ભારત એક વૈવિધ્યપૂર્ણ દેશ છે જેમાં અલગ અલગ ભાષાઓ બોલાય તેત્રીસ જેટલા જિલ્લાઓ છે જેમાં તેત્રીસ જેટલી તો ભાષા બોલાય છે પણ સ્થાનિક તેમાં ચાર એમાં પણ ગુજરાતમાં ચાર પ્રદેશો અ ચાર પ્રદેશો છે સૌરાષ્ટ્રમાં પણ એમાં અલગ અલગ વિસ્તારોમા અલગ અલગ સ્થાનિક ભાષાઓ બોલાતી હોય અને સ્થાનિક ભાષા એ તળપદી ભાષા છે જેમાં લોકો પોતાના વિસ્તારની ભાષા બોલતા હોય તેથી બીજી ભાષાઓ કરતાં અલગ પડે છે અને રાજ્યમાં જોવા જઇએ તો અમુક અમુક તમિલનાડુમાં જઈએ તો ત્યાં તમિલનાડુની ભાષા બોલાતી હોય છે બિહાર બાજુ જઈએ તો ત્યાં હિન્દી ભાષા બોલાતી ગુજરાતમાં હોય તો ગુજરાતી ભાષા બોલાતી હોય છે આવી રીતે અલગ અલગ તમિલ છે કન્નડ છે આવી રીતે અલગ અલગ ભાષાઓ બોલાતી હોય છે તેથી અમારા વિસ્તારની સ્થાનિક બોલીઓ કરતાં ગુજરાતી ભાષા સાવ રીતે અલગ પડે છે અને સમજવામાં પણ થોડી ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે